હાલજ મારા મિત્રો અને પરિવાર સાથે અમે નક્કી કર્યું કે આપણે ગોવા ફરવા જઈએ અને ત્યાં ફરવા જવાનું તાત્પર્ય એજ ખાસ હેતુ કે ત્યાં નહીં કોઈક શું કહેવાય સમાજ કે નહીં કોઈ રિસ્ટ્રીકશન આપણે આપણી ખુલ્લા મુક્તપણે આપણે ત્યાં હરીફરી શકીએ અને આપણને આપણી જાત સાથે જીવવાનો પણ એક ખૂબ જ સરસ અનુભવ થાય એટલા માટે મને ગોવા ખૂબ જ પસંદ છે અને મેં મારા મિત્રોને પણ કહ્યું કે આપણે બધાં ત્યાંનો પ્લાન બનાવીએ અને ત્યાં દરિયાઈ મોજા અને એ દરિયાઈ મોજા આગળ બેસી ને ઉછળતી લહેરો ની સામે બેસી ને આખું આપણું શું કેવાય જેને આપણું તન મન જાણે મોજા સાથે બધી જ ફિલિંગ શેર કરતાં હોઈએ એવું લાગે કે મનથી આપણે બધું આપણું અંદર જે છુપાયેલું જે શું કહેવાય હરખની વાત હરખની વાતો પછી કોઈક વ્યથા કે જે બધું આપણું જે સ્ટ્રેસ નેસ હોય તે બધી ત્યાં બેસીને આપણે દરિયાઈ મોજા અને લહેરોને સાંભળતા સાંભળતા સાંભળતા એટલું બધુ ગળાં ડૂબ થઈ જવાય કે ત્યાં બહુ જ નિરાંત લાગશે એવું મને લાગી રહ્યું છે એટલે મને એમ થયું કે ત્યાં જવું મારા માટે વધારે અનુકુળ રહેશે આ સ્ટ્રેસભરી લાઈફથી બસ ખુલ્લામાં મુક્તપણે બસ ત્યાં હરવું છે ફરવું છે અને પોતાની જાત સાથે સમય વિતાવવો છે ને સાથે મિત્રો સાથે મઝા માણવી છે આનંદ કરવો છે બીજું ત્યાં આવતી વિદેશી પ્રજાઓ તેઓની સંસ્કૃતિ વિષે પણ ઘણું જાણવા મળે કે તેઓ કેટલા ફ્રીડમ કે પોતાના માટે જીવે અને એ બધું પણ જાણવાનો લહાવો મળે બીજું કે ગોવાની અંદર આવતાં વિવિધ દરેક ડિરેક્શનમાં આવતાં સુંદર મંદિરો તેની કોતરણીઓ અને એ બધુ ત્યાંનાં વિવિધ સ્થળો એ વિષે એ જોવા માટેની બહુ ઉત્સુકતા છે એટલા માટે હું ત્યાં જવાનું વધારે પસંદ કરું છું અને ત્યાં જશું મઝા કરશું એન્જોય કરશું રાતના સમયમાં પાર્ટી મિત્રો સાથે મને નૃત્યનો બહુ શોખ ડાન્સનો બહું શોખ ફ્રી ઓફ ડાન્સ આનંદમાં પોતાની જાત સાથે મઝા મસ્તી સાથે મિત્રોને પણ અને આનંદથી પાર્ટીમાં જઈશું નાચીશું સારું સારું ખાઈશું ને મઝા કરીશું સો આઈ લવ ગોવા